અંતિમ રીતે હું ચિત્રકારની ગહન સમજ ધરાવતો નથી પરંતુ હું ચિત્રકાર વિશે માહિતી અને ચર્ચા માટે મદદ કરી શકું છું જો તમને કોઈ વિશિષ્ટ કલાકાર અને શૈલી વિશે રસ છે તો હું તેની બાબત પર વધારે માહિતી આપી શકું છું લોકપ્રિય કલાકાર જેમકે લિયોનાર્ડો દા વિન્સી મોનેટ અને સેલ્વાર્ડો ડાલી પણ ખૂબ જ માનીતા છે આપના મનપસંદ કલાકાર કે શૈલી અંગે જાણવામાં રસ હોય તો ચોક્કસ રીતે પૂછો